અરે શું વાત કરવી બધી જ જગ્યાએ અંધશ્રદ્ધાઓ અંધશ્રદ્ધાઓ અંધશ્રદ્ધાઓ ઘરેથી નિકળીએ અને બિલાડી આડી ઉતરે તો પણ બા બહાર જવા ના દે બહાર જવા ના દે એટલું જ નહીં અગત્યના કામ પણ ન કરવા દે આસ પડોશમાં કેટલાય એવા મિત્રોને એને કારણે ગુમાવવાનો વારો આવ્યો હા મોટા થયા પછી પણ આવી અંધશ્રદ્ધાઓને કારણે આજુબાજુમાં સતત નુકસાન નુકસાન નુકસાન થતું જોયું કેટ કેટલું નુકસાન અને કેટલી કેટલી માન્યતાઓ સાનિદેવની માનતા માનવી પડશે એટલું દૂધ પાવું પડસે દર બુધવારે આમ કરવું પડશે વગેર વગેરે કેટલીય અંધશ્રદ્ધાઓને કારણે પણ આ તો નાની નાની વાતો મોટી અંધશ્રદ્ધાઓ વિશે વાત કરીએ તો તો શું જ સમજવું

ઘણા બધા કુટુંબોને એને કારણે પાયમાલ થતાં જોયા છે ઘણા બધા પરિવારોમાં સતત આ અંધશ્રદ્ધાઓને કારણે તારાજી જ થતી જોઈ છે ગરીબાઈ પણ આ અંધશ્રદ્ધાઓને કારણે જ ક્યારે ન દૂર થઈ જાયે એવો અભિશાપ બન્યો છે આવી અંધશ્રદ્ધાઓ માટે લાંબુ લચક વાત કરી શકાય પણ એને દૂર કરવાનો માર્ગ હાથ વગો લાગતો નથી કારણ કે જે વ્યક્તિઓ જે સમાજ આ અંધશ્રદ્ધામાં માને છે તે તો એમને ખૂબ શ્રદ્ધા પૂર્વક નિહાળે છે તે તો એમ માને છે કે આનાથી અમારા બધા કામ સરળ થાય છે અને તેથી અંધશ્રદ્ધાઓથી એમને દૂર કરી શકતા નથી અને પરિણામે એમની જે કુશળતા છે એમની જે આવડત છે એમનામાં રહેલું કૌશલ્ય છે એનો પૂરેપૂરો ઉપયોગ આપળે કરી શકતા નથી અરે મોટા મોટા ખેલાડીઓમાં પણ અંધશ્રદ્ધાઓ જોઈએ છીએ ડાબો પગ મૂકીને જ ગ્રાઉનમાં ઉતરવું તો જ મારાથી સારા રન થશે આજે ભૂલમાં જમણો પગ મુકાઈને થઈ ગયું છે અને પરિણામે સતત બોલ ઉપર બોલ બીટ થવા અને આઉટ થઈ જવાનો ડર સતાવવો પરીક્ષામાં વિદ્યાર્થીઓને પણ આમ કરતાં જોયા છે આજે આ શર્ટ મમ્મીએ પહેરવા ના આપ્યો ને એટલે સાહેબ પેપર ખરાબ ગયું શર્ટને અને પેપરને શું લેવા દેવા અને છતાં વિદ્યાર્થી તો મનમાં એમ જ માને જ્યારે એમને પેપર બતાવીએ અને કહીએ ત્યારે એવી જ દલીલ કરે કે સાહેબ આજે મારી મનગમતી પેન લાવ્યો નહોતો સાહેબ આજે લક્કી કંપાસ ઘરે રહી ગયો હતો સાહેબ સાચું કહું ને રાત્રે લાઈટ હતી જ મેં તો બહાનું જ કાઢ્યું તું પણ જમવામાં રોટલો ખાધો એટલે વાંચવાનું મન ન થયું પહેલેથી મારામાં એવું છે કે હું રોટલો ખાઉ તેદી વાંચું નહીં જ મમીને કેટલી વાર કીધું પણ માને જ નહીં અને આમ કેટલી અંધશ્રદ્ધાઓ તો બાળકો પોતાના મન હ્દયમાં પોતાની રીતે ઉતારી લેતા હોય છે વડીલો તરફથી આવેલી અંધશ્રદ્ધાઓ તો વારસામાં છે આ નિવેધ કરવા જ પડે નહીંતર કુટુંબનું ઘનોત પનોત થાય અને પરિણામે નહીં માનતી રૂઢીઓ પણ દરેકને વારસામાં કરવાની જ રહી છતાં એમ થાય કે વિજ્ઞાનના સત્યને સાંભળતા સાંભળતા અંધશ્રદ્ધાઓ વિશે ક્યારેક તો દૂર થઈ શકાશેને પણ ના હો મોટા મોટા વૈજ્ઞાનિકો પણ પોતાની શોધ સંસોધનો સાથે પોતાના મનમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધાઓના વિશ્વાસ જ આગળ વધતાં હોય છે એટલે ક્યારે એમ થાય કે આ અંધશ્રદ્ધા એ પ્રેરક બળ બને છે કે અવરોધક છતાં એટલું તો કહી શકાય કે અંધશ્રદ્ધા દૂર કરવી એ સહેલી વાત તો નથી હા કેટલી એવી અંધશ્રદ્ધાઓ છે કે જેમકે બિલાડી ઉતરવી દૂધ ઢોંડાવું સપનું જોવું આ બધી અંધશ્રદ્ધાઓને વિજ્ઞાનના સહારે દરેક વ્યક્તિમાં જુદી જુદી દ્રઢતા કેડવી શકાય છતાં પણ છતાં પણ આ બધી અંધશ્રદ્ધાઓના નિવારણ માટે કંઈક તો કરવું જોઈએ વિજ્ઞાનજાથા એના માટે પુષ્કળ પ્રયત્નો કરે છે કાળી ચૌદસના દિવસે નખાતા વડાઓ સ્મશાનમાં જઈને આરોગે ત્યાં સુધીની હિંમત બધાને બતાવે પરંતુ એ પણ વિજ્ઞાનમાં રહેલી કેટલી અંધશ્રદ્ધાઓને એ જ અંધશ્રદ્ધાના સહારે કુદ્યા કરે હા રસ્તામાં રહેલા ચોકડાને કુદ્યા વિના અથવા એમા ટપ્પો મારીને આગળ વધવાથી હિંમત આવી જતી નથી કે સ્મશાનમાં રાત્રે રોકાણ કરીએ તો એનાથી અંધશ્રદ્ધા દૂર થાયે જ એવું કહી શકાય નહીં અંધશ્રદ્ધા તો ત્યારે જ દૂર થઈ શકે જ્યારે હ્દયમાં શ્રદ્ધાનો દીપ પ્રગટે જ્યારે સત્યની ઓળખ સ્થાપિત થાય સત્ય તો એ જ છે કે ઈશ્વર સર્વત્ર છે ઈશ્વર બધામાં છે જો આપળામાં રહેલા ઈશ્વરની ઓળખ આપળે કરી શકીએ તો ઈશ્વરે બધામાં શ્રદ્ધાનું રોપણ કર્યું હોય એ પણ માની શકીએ અને તો જ અંધશ્રદ્ધાથી દૂર થઈ શકીએ આસપાસમાં અંધસ્રદ્ધાના એટલા બધા વિષયો જોયા છે કે આપણ ને એમ થાય કે આ અંધશ્રદ્ધા ને કઈ રીતે દૂર કરી શકાશે મજૂર મજૂરી કરવા ન જાય અરે એવા કેટલાય મજૂરો જોયા છે કે સવારે શૌચક્રિયા માટે પણ બીડી વગેરેનું વ્યસન લે આને અંધશ્રદ્ધા કરવી કહેવી કે એમની કુટેવ કહેવી હા કેટલી વસ્તુઓ એવી ભાળી છે કે જેનાથી એમ થાય કે આવી અંધશ્રદ્ધાઓ ને કારણે પરીવારમાં સુખ શાંતિનો અભાવ વર્તાય છે ઘરે સંતાનની ઉત્પતિ ન થવી અને એને કારણે કેટલાય કુટુંબો રખડી પડયા હસે અંધશ્રદ્ધાને કારણે જ કંઈ કેટલાય જાદુ મંતર ટોણાં વગેરે સમાજમાં સૌથી વધુ પ્રચલિત છે અને એનો ફાયદો વિશ્વાસુ લોકો સાથે છેતરપિંડી કરીને ઘણા બધા લોકો ઉઠાવે છે પરિણામે સમાજ એક એવી ગર્તામાં ધકેલાઈ રહ્યો છે કે આપણને થાય કે શું આજ ભવ્ય ભારત હશે આજે સમગ્ર ભારતમાં કંઈ કેટલા ગુરુઓ પોતાના ભક્તજનોની અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવીને અને પોતાના ચેલા બનાવીને એ જાહોજલાલીમાં રાચે છે અને તેમના ભક્તો છે પોતાનું સર્વસ્વ એમને સોંપવા માટે તત્પર હોય છે પણ સ્વિકારતા નથી કે એમને કારણે મારી જિંદગી સાથે આટલી બધી રમત રમાઈ ગઈ પરીવાર ઉપર આભ તૂટી પડે ત્યારે અહેસાસ થાયે છે કે આ ગુરુએ મને જે સત્ય આપ્યું હતું એ તો બિલકુલ મિથ્યા હતું એને કારણે જ મારા કુટુંબમાં મારા પરીવારમાં આવી આફતો આવી છે હા બધા જ ગુરુ એવા હોતા નથી પરંતુ જે સત્યને બદલે અસત્યનો સાથ લઈ અને પોતાના વિશાળ સમુદાયને અંધશ્રદ્ધા તરફ ધકેલી રહ્યા છે એમના વિષે તો આ વાત કરવી જ ઘટી હા કેટલી અંધશ્રદ્ધાઓ ભારતના સુંદર વ્યવસ્થાપન માટે પણ અગત્યની છે પણ એ અંધશ્રદ્ધાઓને વિજ્ઞાનનો સાથ મળ્યો હોય એવું પણ બની શકે જેમકે સાંધવાસમાં કાગડો પિતૃ બનીને આવે આમ તો જોઈએ તો એક પ્રકારની અંધશ્રદ્ધા જ છે પરંતુ એના દ્વારા કાગડાઓનું સંવર્ધન થાય અને સૃષ્ટિ માટે પુષ્કળ ફળદાયી બને એ વાત પણ સ્વીકારવી રહી એ જ રીતે યજ્ઞનું વિજ્ઞાન એ અંધશ્રદ્ધાથી દૂર હોઈ શકે આ બધી અંધશ્રદ્ધાઓ અને શ્રદ્ધાઓ એક એવો વિષય છે કે જેનું સત્ય ઉલેચવું ખરેખર કઠીન હોય છે